જ્યારે અમારા ઘરે મહેમાનો આવે છે ત્યારે તેમના માટે અમે જુદી જુદી વાનગીઓ બનાવીએ છે જેમ કે ઢોકળા ગાંઠિયા થેપલા ખાંડવી ખિચડી જલેબી ફાફડા ખાંડવી ખમણ હાંડવો ઊંધિયું શાક પૂરી દાળ ભાત ખિચડી કઢી સેવ ટામેટાંનું શાક લાઈવ કચોરી બાસુંદી મોહનથાળ પાણીપુરી ઢોસા મન્ચુરિયન ખાખરા ગુજીયા ખીચું સુરતી ઘારી ગોટા દાબેલી પાવભાજી ઢોસા એવી અલગ અલગ જાતની વાનગીઓ બનાવવાનું પસંદ કરીએ છે અમે